અમારો રોજગાર વીજળી પર આધારિત એવો રોજગાર છે અમારો રોજગાર હીરા ઘસવાનો રોજગાર છે જેમાં નાના અને નાજૂક હીરા હોય છે જેને જોવા માટે પ્રકાશની ખૂબ જ જરુર પડતી હોય છે કારણ કે તે હીરા અંધારામાં જલ્દી દેખી શકાતા નથી અને તેને ઘડવામાં પણ અજવાળાની જરૂર પડતી હોય છે અને જો જ્યારે અમારા વિસ્તારમાં વીજળીનો કાપ હોય છે ત્યારે અમને ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે ઘણીવાર તો અમારે વીજળી ક્યારે આવશે તેની રાહ જોવામાં ઘણું નુકસાન થઇ જતું હોય છે તો તે વખતે અમે પ્રકાશ માટે બૅટરીથી ચાલતી લાઈટ ફોનની ફ્લેશ લાઈટ વગેરેનો ઉપયોગ કરીએ છીએ અહીંના વિસ્તારમાં બધા જોડે ઇન્વર્ટર હોતું નથી ખાસ કરીને તો મોટા મોટા ધંધાદારીઓ જોડે જ ઇન્વર્ટરની સગવડ હોય છે નાના નાના રોજગાર ચલાવતા લોકો પાસે ઇન્વર્ટરની સુવિધા ઉપલબ્ધ હોતી નથી